યોગા એ કસરતનો મહત્વપૂર્ણ ભાગ નથી તેનાથી આપણા શરીરમાં અનેક સુધારાઓ લાવે છે તે અનેક બીમારી અને રોગોનો ઈલાજ પણ કરશે યોગા હલકી કસરતમાં ન લેવાય યોગા એ અનેક રોગ અનેક રોગોનું સોલ્યુશન છે યોગથી આપણી બોડી સારી રહેશે આપણું માઈન્ડ શાંત રહે છે આપણું મન સારી રીતના કાર્ય કરે છે યોગા આપણા જીવનમાં ખૂબ મહત્વનું ભાગ ભજવે છે જે વ્યક્તિ રોજ યોગા કરે છે તેમનું જીવન લાંબુ બની જાય છે તેમનું આયુષ્ય વધે છે અને યોગાના ફાયદા પણ તેમના બોડીમાં દેખાય છે તેમનું બોડીમાં કોઈ દિવસ રોગ પ્રવેશતો નથી જેમ મામૂલી રોગ એમને થતો જ નથી અને તેને તે કાફી સરખી રીતના મન શાંત રાખીને ગુસ્સો પણ ઓછો કરે છે તેનો ગુસ્સો પણ વધારે આવતો નથી એજ રીતે યોગા એક કસરત પણ કહેવાય છે કસરત ખાલી આપણે કરવા પૂરતી કરીએ છીએ પણ યોગા આપણે શાંતિથી કરીએ છીએ